હું શાકભાજી ઉગાડવાનું વધારે પ્રિફર કરીશ કેમકે અત્યારના જમાનામાં શાકભાજીને બધું કેમિકલવાળું બહુ જ મળે છે એટલા માટે હું શાકભાજીના પ્લાન્ટ્સને ઉગાડવા માંગીશ અને હેલ્ધી હું શાકભાજી ખાવા માંગીશ જેમકે મેથી વટાણા પાલક કારેલાં ગલકા વટાણા એવી બધી સારી સારી હું શાકભાજી ઉગાડીશ અને તેને હું ખાવા માંગીશ કેમકે તે ઘરની શાકભાજી ઉગાડેલી આપણા શરીર માટે સારી હોય છે મારું આ મંતવ્ય છે